હા મળી જશે હા સર મળી જશે સર કયા ધોરણથી કયા ધોરણની કીધી તમે હા સર બધી મળી જશે તમને વિ ગણિત વિજ્ઞાન બીજા બધા સબ્જેકટ બધા જ અવેલેબલ છે સર તમારે કોન્ટીટીનું એક તમે એક માર્જીન કહો તો હું કહી શકું કે તમારે કે તમને અમારા જોડે અવેલેબલ છે કે પછી અમે આગળથી ઓર્ડર કરીએ હા સર મળી જશે પડી જ છે હા સર મળી જશે એ બી પડી છે સર હિન્દીમાં પંદર બોલ્યાને તમે ગુજરાતીની હા મળી જશે મળી જશે પડી છે સર હા એ બી મળી જશે સર એ કેટલી કેટલી જોઈએ છે સર એમાં બધાની તો મારે ચેક કરવું પડશે પણ તમને તમારું બે દિવસ માલ આવાનો છે તો બે દિવસમાં પછી મળી જશે એ પાકું કહીં દઉં ના સર તમારે આટલી બધી કોન્ટીટીમાં મંગાવો છો એટલે અમે આપી જઈશું હા બાળકો માટે ઘણી બધી ચોપડીઓ છે તમે એક વાર અમે અમારે ત્યાં આવીને જોઈ જજો તમને જે સારી લાગે એ લઈ જજો અલગ અલગ સ્ટેપવાઈસ આવે છે એમાં તમારે જેવું બાળક કેચ અપ કરે એવું એટલે તમને જેવી ગમે તમને અંદરનું જે હોય બધું સ્ટોરીસને બધું વાર્તાઓ ને પછી અંદર પેલું જોડકા જોડો અને એ બધું તમને જેવું બી સારું લાગે તમે લઈ લઈ શકો હા સર કરાવી શકીશું પણ થોડો સમય લાગશે કારણ કે તમેં બધું જ કીધું બહુ બલ્કમાં છ બહુ વધાર વધાર કોન્ટીટીમાં કીધું છે એટલે અમારે બધું અરેન્જ કરવું પડશે એટલે તમે એક કામ કરજોને મારા આ નંબર પર વોટ્સઅપ પર એક લીસ્ટ બનાવીને મોકલી દેજો હું તમને ચાર દિવસમાં અરેન્જ કરાવી દઈશ બધું જ ના સર ઈંગ્લીશ મીડીયમની અમે બધી જ ચોપડીઓ રાખીએ છીએ હા ગુજરાતી મીડીયમની બી બધી જ ચોપડીઓ અમે રાખીએ છીએ

હા સર એના એના તો એક્સ્ટ્રા રહેશે કારણ કે એ મારા અંદર નહીં આવતું એનું બહારથી જ કરાવડાવવાનો છું તો મારો મિત્ર છે એટલે એ થોડું તમને રાહત આપશે હા સર તમને પચ્ચીસ ટકા ડિસ્કાઉટ આપી દઈશ તમે આ જથ્થાબંધ મંગાયું છે ને તે કારણે હા સર તમે બધી જ ચોપડીઓનું નામ નામ અને જેટલી કોન્ટીટીમાં જોઈએ છે ને એ બધું મને લખીને મોકલી દે જો મારા જોડે હોય તો સાઈડમાં કરી દઈશ તમારા માટે નહીં હોય તો હું ઓર્ડર આપીને મૂકી દઉં તો બે ત્રણ દિવસમાં આવી જાય એટલે તમને કોઈ પ્રોબ્લેમ ન થાય દુકાન સાંજે છ વાગ્યા સુધી હા હું હાજર નહીં હોઉં તો અહીં મા મારા બીજા બેસેલા હોય છે કર્મચારી તમે એમના જોડે જઈ મારું નામ આપજો એટલે એ લોકો ફોન કરાવીને વાત કરાવી દેશે નહીં તો તમે આવજો હું મને ફોન કરી હું આવી જઈશ હાજર રહીશ તમારી માટે હા હા તમે ફોન કરી દેજો હું તમારી માટે હાજર રહીશ વાંધો નહીં